ગુજરાતના મનોરંજન ઉદ્યોગમાં આમ જોવા જઈએ તો પહેલાં આપણે પિક્ચર જોવા જતા થિયેટર્સમાં તો ત્યારે એક જ થિયેટરમાં એક જ સ્ક્રીન હતી એટલે આપણે સમજોને મોર્નિંગમાં તો નવથી નવથી બાર બારથી ત્રણ એવી રીતે શોઝ હતા ને હમણાં જોવા જઈએ તો મનોરંજનની ફિલ્ડમાં ઘણું બધું બદલાવ આવી ગયું છે પહેલા એક થિયેટર એક જગ્યા પર એક જ થિયેટર હવે તો મલ્ટિપ્લેક્સ થિયેટર્સ આવી ગયા છે આમ કહેવા જઈએ એટલે મલ્ટી સ્કરીનીગ એક જ થિયેટરમાં ચાર સ્ક્રીન આવી ગઈ છે આમ હવે અમારે એક પિક્ચરનું ઓપ્શન નથી તમારી પાસે એક આ પિચ્ચર નહીં તો બીજું પિચ્ચર બીજું પિચ્ચર નહીં તો ત્રીજું પિચ્ચર એવી રીતે અને પહેલા તો ખાલી નોર્મલ પિક્ચર્સ આપણે જોતાં હમણાં તો થ્રી ડી પિક્ચર્સની પણ ડિમાન્ડ વધી ગઈ છે કે બચ્ચાંઓ બી હવે થ્રી ડી મૂવીસ જોવામાં બહુ રસ ધરાવે છે એ લોકોના કાર્ટૂનના પિક્ચર્સ પણ આવી ગયાં છે એટલે એ બધું બદલાવ ઘણું બધું આવ્યું છે આમાં તો એન્ટરટેનમેન્ટ લાઈનમાં બહુ બધું બદલાવ આવી ગયું છે આપણે કહેવા જઈએ તો સપોસ કે ત્યારે એ કે કેટલું હવે કહીએ કે આપણે સપોસ કે એક પિચ્ચર આપણે ત્રણ કલાકની હોતી તો હમણાં તો હવે કોઈ દોઢ કલાકની પિચ્ચર હોય કોઈ પોણા બે કલાકની હોય કોઈ બે કલાકની પિચ્ચર હોય એટલે હમણાં સમય ઓછું છે ને એન્ટરટેનમેન્ટ વધારે છે એમ કહેવા જઈએ તો પહેલા બધા આપણે શો જોવા જઈએ તો હમણાં હવે શોર્ટ મૂવીઝનું બી ચલણ આવી ગયું છે વેબ સીરિઝનું ચલણ આવી ગયું છે કે અને નેટફિલક્સ પર પણ વેબ સીરિઝ બહુ બધી આવી ગઈ છે આમ જોવા જઈએ તો હવે પહેલાં થિયેટરમાં હવે તો હાથમાં મોબાઈલ છે તો એમાં બી આપણે પિક્ચર જોઈ શકીએ છે હવે તો બધાના હાથમાં એમ કહેવાય છે કે કે થિયેટર આવી ગયું છે કરીને